હેલો હા બોલો હું અહીંયા સુરત સ્ટેશન પર જ છું હું એકચુલી મુંબઈથી નીકળેલો હતો હવે મારે અમદાવાદ માટે બીજી ટ્રેન અહીંયાથી લેવાની છે એટલે સુરત રોકાયો છું સ્ટેસન પર થોડી વાર માટે ઓકે ઓકે ઓકે બરાબર ઓકે એટલે મને જ્યાં સુધી યાદ છે હું લાસ્ટ ટાઈમ આવેલો ત્યારે આટલાં બધાં સ્ટેશન નહીં હતાં કદાચ આ પછીથી બધું ડેવલપ થયું એવું લાગે છે હું લગભગ બે હજાર પાંચની આસપાસ આવેલો હતા એના પછી છેક વીસ વર્ષ પછી આજે આવવાનું થયું બરાબર ખાસું ડેવલપ થઈ ગયું સરસ બરાબર છે તો હું એવું હોય તો અમદાવાદ સ્ટેશને પહોંચીને પછી તમને ફોન કરું મને એવું હોય તો થોડું તમે લેવા માટે ક્યાં તો કોઈને મોકલી આપશો તમે જાતે તકલીફ નહીં લેતા કોઈને મોકલી આપજો એટલે કે હું થોડુંક હવે બહુ ટાઈમ પછી આવ્યો છું એટલે મને થોડાક રસ્તા નથી ખ્યાલ છે એટલે થોડુંક મને ખાલી કોઈ સાથે હોય તો કેવું સારું રહે એમ બીજું કંઈ નહીં બરાબર હા હા ચોક્કસ ચોક્કસ ચાલો મળીએ ત્યારે હા હા